મારી સૌથી વધુ સાહસિક યાત્રા લેહ લદાખ યાત્રા હતી જે મેં ત્રણ મહિના પહેલાં જ પૂરી કરેલી છે અમે ટોટલ છ વ્યક્તિ આ યાત્રામાં સાથે હતા આ યાત્રાની અંદર એક મારો ફ્રેન્ડ જે મારો કલીગ છે અને બીજા ચાર વ્યક્તિ એનું એક ગ્રુપ છે એટલે રાજકોટથી અમે લેહ લદાખ માટેનું પ્લાનિંગ કરેલું હતું રાજકોટથી જોઈએ તો અમે બે લોકો અહીંયાથી ફર્સ્ટ ફ્લાઈટમાં ગયા અમદાવાદ અમદાવાદથી દિલ્હીં અને દિલ્હીથી અમારું જે લેહ લદાખની જે અમારી ટ્રીપનું સ્પોન્સર હતું એ ત્યાંથી શરૂ કરેલું હતું તો ચાર વ્યક્તિ ટ્રેનમાં દિલ્હી પહોંચે છે અને અમે બે વ્યક્તિ રાજકોટથી દિલ્હી ફ્લાઈટમાં પહોંચીએ છીએ દિલ્હીથી મનાલી જવા માટે અમારો જે ટાઈમ છે એ સાંજના હતો તો આખો દિવસ અમે દિલ્હીમાં ટ્રાવેલિંગ કરેલું હતું હવે વસ્તુ એ હતી કે લેહ લદાખ દસ દિવસની ટ્રીપ હતી આ ટ્રીપની અંદર અમારે ઓલમોસ્ટ બારથી તેર જોડી કપડાંની સાથે હતી ઘણી બધી વસ્તુઓ સાધન સામગ્રી એટલે કે ટોટલ બે થી ત્રણ બેગ સાથે હતી અમે છ જણાનું ગ્રુપ દિલ્હી સવારે પહોંચીએ છીએ તો ઓલમોસ્ટ બારથી તેર જે સામાન છે જે બેગપેક છે એને આખો દિવસ કઈ રીતના સાથે ફેરવવો તો અમારું જે મનાલી જવા માટેની જે બસ છે એ રાત્રે દસ વાગ્યા પછીની હતી અને અમે લોકો બધા દિલ્હી સવારે નવ વાગે પહોંચી ગયા હતા તો આખો દિવસ અમારે દિલ્હી ને ફરવા માટે બેગની સાથે ફરવું એ થોડું અશક્ય હતું અથવા તો ઇંકન્વીનીયન્ટ હતું એટલે અમે લોકોએ સૌથી પહેલાં એક મેટ્રો ટ્રેનમાં ક્લોક રૂમ છે ત્યાં બધાના સામાન લૉકર રૂમમાં મૂકી અને પછી અમારી જર્ની દિલ્હી માટેની શરૂ કરેલી દિલ્હીમાં અમે કરોલ બાગમાં ગયેલા છીએ અલગ અલગ જગ્યાએ મેટ્રોમાં ગયેલા છીએ હવે વસ્તુ એવી હતી કે બપોરના ટાઈમમાં અમે જે મે જૂનમાં લેહ લદાખની ટ્રીપ આયોજન કરેલી છે તો ત્યારે દિલ્હીમાં સૌથી વધારે ગરમી ઉપરથી અમે ફ્લાઈટમાં અને એરપોર્ટમાંથી બહાર નીકળી છીએ તો ડ્રાસ્ટિક વાતાવરણ ચેન્જ જોવા મળે છે કારણ કે એસીમાંથી સીધું હાઈ ટેમ્પરેચર પિસ્તાલિસ પચાસ ડિગ્રી ત્યારે સૌથી વધારે ગણાતી હતી કારણ કે એ પિક ટાઈમ હતો અને ત્યારે જ અમે દિલ્હીમાં બપોરે ભરબપોરે બજારની અંદર શોપિંગ માટે નીકળેલા તો એ સાહસિક એક યાદગાર પળ રહી ગયેલી છે ત્યાંથી અમે પાછા મેટ્રોમાં ફરીએ છીએ અમે આગ્રા જઈએ છીએ કુતુબ મિનાર જોઈએ છીએ અને એમ કરતાં કરતાં દિલ્હીમાં જેટલી સારી સારી વસ્તુ છે જે અમે ગુગલમાં સર્ચ કરેલું હતું અથવા તો જ્યારે રાજકોટથી નીકળ્યા હતા અમારા હોમટાઉનથી ત્યારે જે નક્કી કરેલું હતું કે દિલ્હીની આટલી આટલી ફેમસ વસ્તુઓ છે ખાવાની છે બજારની શોપિંગ છે આ બધી જગ્યાએ જઈશું તો એ એક દિવસની અંદર જેટલું પણ પોસિબલ હતું એ બધુંય કરેલું એના પછી દિલ્હીમાં રાત્રે જે અમારી મનાલીની બસ છે જે ટુર અને ટ્રાવેલ્સમાં અમે નક્કી કરેલું હતું એ બસ ત્યાં રાત્રે પહોંચી ગયેલી એમાં અમે બેસી ગયેલા હવે રાતના ટાઈમની અંદર સૌથી વધારે જે જર્ની છે એ ઉત્તેજક અહીંયાથી જ ચાલુ થાય છે કારણ કે રાત્રે દસ સાડા દસ પછી મનાલી માટે દિલ્હીથી બસ રવાના થાય છે હવે થાય છે એવું કે જે ડ્રાઈવર છે એ તો ત્યાંનો એક જેને કહેવાય કે રોજનો રેગ્યુલર ડ્રાઈવર છે એટલે હેબીચૂએટેડ હતો પણ અમારા માટે ફર્સ્ટ ટાઈમ આટલી મોટી બસ સ્લીપર બસ અમે જોઈએ છીએ અને રાતના સ્પીડમાં જાય છે અને મનાલીના રસ્તા બધા જ જેને કહેવાય કે ભયજનક એવા શાર્પ ટર્ન આવશે ક્યારેક હિલ ટાઈપનો પોર્સન આવે છે તો બારીમાંથી જોઈએ તો થોડી વાર તો એમ જ થાય કે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ એમ એટલે સાથે સાથે ઉત્તેજના પણ એટલી જ હોય છે અને સાથે સાથે રસ અને રુચિ પણ એટલી જ હોય છે બીજા દિવસે સવારે મનાલી જ્યારે અમે પહોંચ્યા છીએ ત્યારે રાત્રે જે બીક હતી એ થોડુંક અમને લાઈવ જોવા પણ મળ્યું કારણ કે ડ્રાઈવર જે રીતના બસ ચલાવતો હતો એમાં સામેથી એક જીપવાળો થોડાંક એવા વેગથી આવ્યો હશે કે કદાચ એમનું પણ ધ્યાન નહીં હોય અને થોડુંક એવું ટચ થઈ જાય છે અને બસને ત્યાં થોડીવાર માટે ઊભી રાખવી પડે છે સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ કે કોઈ નુકસાન નથી થયેલું પણ બસનો જે મિરર છે સાઈડનો એ તૂટી ગયેલો હોય છે તો અડધી કલાક માટે અમને અમારી જે આગલા દિવસની જર્ની ચાલુ થયેલી એ યાદ આવે છે કે રાત્રે તો બધા આરામથી સૂઈ ગયેલા પણ ઈનકેસ આવી જ કોઈ ઈનસિડન્ટ જો રાત્રે થયું હોય તો કેવું લાગત પછી ડ્રાઈવરને બધા થોડા શાંત કરી અને પછી મનાલી તરફ પાછા રવાના થઈએ છીએ મનાલીએ જે મારો બેસ કેમ્પ છે ત્યાં અમે પહોંચીએ છીએ ત્યાંથી અમારા જે કેપ્ટન છે જે અમને આખું જે અમારી નવ કે દસ દિવસની ટ્રીપ છે એના જે મેઈન અમારા કેપ્ટન છે કે જેમને આખું અમને ગાઈડલાઈન્સ દેવાની હોય એ અમને ત્યાં મળી જાય સે મનાલીએ અમે પાછું માર્કેટની અંદર જઈએ છીએ ગ્રાન્ટ રોડ ત્યાંની જે બજાર છે મોલ રોડ છે આ બધી જગ્યાએ અમે શોપિંગ કરીએ જમી અને સાંજ સુધીમાં કેપ્ટન પાસે પહોંચી જાય છે રાત્રે કેપ્ટન બધાને જે કંઈ ગાઈડલાઈન્સ છે એ આપે છે અમારા કેપ્ટન છે એ બહુ સારી રીતના ગાઈડલાઈન્સ આપેલી હતી એણે અમને ઘણું બધું સારી રીતના સમજાવેલું હતું કે હું તમને કહું છું કે તમે અહીંયા સ્પેશીયલ એન્જોય કરવા માટે આવેલા છો તો કોઈપણ ટાઈપની એવી એડવેન્ચર્સ એક્ટિવિટી ન કરતાં કે આપણને આ લાઈફ ટાઈમ યાદ રહી જાય આપણે અહીંયા મજા કરવા આવ્યા છીએ પણ હંમેશા પ્રિકોશનની સાથે સાવચેતીની સાથે આપણે બાઈક રાઈડ કરશું એમને અમને જે ગાઈડલાઈન્સ છે એમાં કઈ દવા લેવાની છે એ પણ અમને જણાવેલું કઈ જગ્યાએ કેવી વસ્તુ બને છે કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુમાં આ આપડા માટે જે યુસફૂલ છે ઉપયોગી છે એમનું પણ અમને લિસ્ટ બનાવેલું અને પછી અમારી બીજા દિવસથી એટલે કે ત્રીજા દિવસથી અમારી જર્ની શરૂ થાય છે સૌથી પહેલાં અમે મનાલીથી જઈએ છીએ સરચુ આ સૌથી પહેલાંમાં પહેલી અમારી જર્ની હતી ત્યારે અમે જસ્ટ ખાલી સેટ થયેલા હતા અને ટોટલી આપણને અમને એવું લાગ્યું જ નહીં કે અમે ભારતમાં છીએ જે પ્રમાણેનું રેગ્યુલર જે આપણી રૂટિન જે શૈલી સે જે હોમટાઉન છે એની આસપાસનું જે વાતાવરણ છે એનાથી કંઈક અલગ જ આખું ટોટલી ચેન્જ એટમોસ્ફીયર વાતાવરણ બધી જ વસ્તુઓ અમને નવી લાગે છે અને એટલી ઉત્તેજનાની સાથે થોડીક એક બીકની સાથે પણ અમારી બાઈક રાઈડિંગની ટ્રીપ શરૂ થાય છે તો જે સૌથી પેલો સરચુનો જે ટ્રેક હતો એ અમારા માટે સૌથી વધારે યાદગાર હતો કારણ કે સૌથી ફર્સ્ટ ટાઈમ અમને બાઈક આપેલું હતું એ બાઈક ફાઈવ હન્ડ્રેડ સીસી એડવેન્ચર ટ્રેકનું હતું અને એ અમારો ટ્રાયલ કમ ફર્સ્ટ ટ્રેક હતો સરચુ પછી અમે થોડાંક રેસ્ટ માટે લેહમાં પોચીએ છીએ ત્યાં લેહમાં અમે આરામ કરી અને બીજા દિવસનો જે ટ્રેક છે એમના કેપ્ટન સમજાવે છે અમારી આ ટ્રીપ દરમ્યાન એક કેપ્ટન્સ હંમેશા અમારી સાથે હતા કે જે બાઈકની જે અમારી આખી ગેંગ છે એને લીડ કરતાં હતા અને સાથે સાથે એક પિક અપ અથવા તો ગાઈડન્સ વ્હીકલ પણ સાથે હતું કે ઈન કેસ કોઈ બાઈકમાં પ્રોબ્લ્મ થાય છે અથવા તો કોઈને કંઈ ઈમરજન્સી રેસ્ટ કે એવું કંઈ છે તો એનો જે લગે જ કે ઈ છે સામાન એ બધુ એની સાથે જ હોય તો આમ જોઈએ તો બુઉઅજ યાદગાર અને બઉઅજ સાહસિક આ અમારી યાત્રા હતી સૌથી વધારે અમને જે ટેમ્પરેચરની જે મજા આવેલી છે સૌથી વધારે જે અમને યાદગાર બનેલી છે એ છે અમારા માટે નુબરા વેલી અને પેનગોગ કે ત્યાંનું તાપમાન અમારા માટે લગભગ અસહ્ય હતું જનરલી જે સિટીમાંથી અમે બિલોન્ગ કરીએ છીએ એ સિટીનું એવરેજ તાપમાન પાંત્રીસથી ચાલીસની આસપાસ હોઈએ છે દિલ્લીમાં અમે જ્યારે શરૂ કરેલું ત્યારે પચાસ ડિગ્રી ટેમ્પરેચર એટલે કે ફૂલ જેને કેવાય કે તાપમાન હાઈએસ્ટ હતું અને જ્યાં અમે પેનગોમ પોચીએ છીએ કે જે થ્રી ઈડિયટનું મુવી છે એમાં બતાવેલું છે એ લેકની અંદર અમારું ટેમ્પરેચર રાતના માઈનસ દસ ડિગ્રી સેન્ટિગ્રેટ હોય છે તો પચાસ ડિગ્રીમાંથી અમે દસ માઈનસ દસ ડિગ્રી સુધીની આજે જર્ની કરેલી છે એ વર્ણવી કદાચ ખાલી શબ્દથી યોગ્ય નથી પણ એટલું કઈ શકાય કે જે એમાંથી પસાર થએલા છે એને જ એ પ્રોપર સમઝી શકાય પેનગોમ પછી અમારું જે નેક્સ્ટ સ્ટેશન હતું બીજા દિવસનું એ હતું જિસપા જિસપાની અંદર પણ કુદરતી જે સૌંદર્ય છે જે એનું અલગ અલગ હિલ સ્ટેશન આપડે કઈ શકાય તેની જે નદી છે ત્યાંનું પાણી ખળ ખળ વહેતું એનો અવાજ છે એકદમ શાંત પ્રકૃતિ કોઈપણ જાતના કોઈપણ ટાઈપના કોઈ કચરો કે એવું કાંઈ નઈ અને આખું અલગ જ એક આહલાદક વાતાવરણ કે જેને આપડે કઈ શકાય કે આ વસ્તુ આપડે ક્યારેય રૂટિનમાં ન જોઈ શકીએ તો લેહ લદાકની ટ્રીપ અમારી એકદમ જ વધારે સાહસિક અને જેને કેવાય કે યાદગાર રમણીય રઈ તી સૌથી છેલા દિવસે અમને જે આખા આગળના આઠ કે નવ દિવસની જે મેમરીસ છે એ ધીમે ધીમે રિકોલ થાય છે અને હવે છૂટો પડવાનો ટાઈમ હતો એટલે બધું એક પછી એક અમને યાદગાર રેય છે અને જેમ ટાઈમ જાય છે એમ આ વસ્તુ વધારે સારી લાગે છે જ્યારે જર્ની શરૂ કરેલી હતી ત્યારે થોડીક બીક હતી ત્યારે એમ કે હવે શું થાશે આગળ કઈ રીતના એડજસ્ટ કરશું એક બે દિવસ થ્યા જર્ની પૂરી કયરી પછી વધારે સારું લાગ્યું અને હવે જર્ની પૂરી થઈ ગઈ છે જે નોર્મલ આપડી જે ડેલી એક્ટિવિટી છે એમાં અમે આવી ગ્યાં છીએ તો હવે એ વસ્તુનો સૌથી વધારે જેને કેવાય કે બેસ્ટ મુમેન્ટ અમને બધી એક એક આજની તારીખે પણ યાદ આવે છે તો એક તો બાઈક રાઈડિંગ પ્લસ સૌથી વધારે ઊંચું તાપમાન જેને આપડે કઈ શકાય કે માઈનસ ડિગ્રી અને એ જ વસ્તુની સાથે સાથે એકજ એકદમ અલગજ અનએક્સપેકટેડ રસ્તા અને એક અલગ જ અંદાજમાં જે અમારી આખી યાત્રા હતી એ અમે કંપલિટ કરેલી હતી તો બસ સાહસિક યાત્રામાં અત્યાર સુધીની ટોટલ જે જર્ની કરેલી છે એમાંથી બેસ્ટ કઈ શકાય તો એ હતી આ લેહ લદાક બાઈક ટ્રીપ